અહી ગાડી બગળી છે એન્જિન માંથી અવાજ આવે છે તો આજુબાજુમાં કાઈક ગેરેજ કે એવું કાઇ છે કઈક અવાજ આવે કછે કે એન્જિન માંથી આટલે મારે શું લાંબા રૂટમાં જાવું છે તો આગળ ક્યાંય પણ વાંધો આવે એટલા માટે બતાવું તું

હાં તો મને જગ્યા કયો કે ક્યાં કયા અટલે આપડે બતાવી દઈએ તો શું મારે આગળ જાતા વાંઢી નો આવે ને એમને કઈ ત્રિપમાં જાવ છું

ઓકે તો ન્યા થઈ જશે ને હાં ઈ તો ત્યાં એન્જિન હોય જો હોય ત્યારે ઈ લોકોને ખબર પડે આપડને તો ખબર નો પડે એટલે વાંધો નઇ હું ન્યા જાવ છું ચેક કરાવી લઉં છું ચાલો